વરસાદના વાતાવરણમાં આપણે ખાસ કરીને જોવા જઈએ તો આપણા રસોડામાં રહેલું જે અનાજ છે એ બગડી જવાની સંભાવના હોતી હોય છે જેમ કે આપણા ઘરમાં રહેલા મસાલા ચોમાસામાં નમી વધારે હોય હવામાં નમી વધારે હોવાના કારણે મસાલા જલદીથી બગડી જાય મસાલાને આપણે હવાચુસ્ત જે ડબ્બા હોય એની અંદર સ્ટોર કરીને રાખી શકીએ કે જેમાં હવા એન્ટર ના થઈ શકે અને જેનાથી કોઈ પણ મસાલાને નુકસાન ન થાય ધાણાને સૂકાવીને ધાણાને સાફ કરીને એકદમ સૂકાવીને પછી એક સમય સ્ટોર કરવા માટે વાપરી શકીએ ધાણા છે આપણે જે લીલા ધાણા હોય એને કેટલીક વાર જોતાં હોય કે થોડી વાર આપણે હવામાં રાખીએને અથવા તો પાણીની અંદર રાખીએ તો એ બગડી જતા હોય તો આપણે એને આપણે કાપીને અને એને સૂકવીને એનો ઉપયોગ કરી શકીએ હવા ચુસ્ત જે ઢાંકણ હોય એની અંદર ડબ્બામાં બંધ કરીને રાખી શકીએ શાકભાજી હોય એમાં આપણે એને વાપરી શકીએ શાક છે એને પણ આપણે સૂકવીને વાપરી શકીએ જે શાક હોય પાલક છે મેથી છે ભીંડા છે આ બધાને આપણે ધોઈને એકદમ સુકાવી લઈએ અને પ્લાસ્ટિક કે પાતળી એક બેગ હોય એની અંદર સ્ટોર કરી શકીએ એ રીતે નમી ન રહેવાથી એ જલ્દી બગળી ન શકે ફ્રીઝમાં પણ આપળે ઘણી બધી વસ્તુઓ સ્ટોર કરીએ છીએ જેમ કે લીલા શાકભાજી એને પ્લાસ્ટિકની બેગમાં મૂકીએ તો એ જલ્દીથી બગડતા નથી ઘણા સમય સુધીએ તાજી રહે છે અથવા તો બીજું આપણે કરી શકીએ કે ડ્રાય રોસ્ટિંગ અમુક જે મસાલા છે એ બગડે નહીં એના માટે આપણે એને રોસ્ટિંગ કરતા હોય કે એને થોડાક મીડિયમ ફ્લેમ પર શેકી લેતા હોય કે જેથી એ બગડી ના શકે આ ટિપ્સને આપણે એ સમયે વાપરીએ તો આપણા જે ઘરમાં રહેલા મસાલા છે એ તાજાને તાજા રહેશે એને કોઈ પ્રકારની કોઈ પ્રકારની મુશ્કેલી નથી આવતી ને એને આપણે સંભાળી શકીએ છીએ લાંબા સમય માટે કેટલીક વાર આપણે જોઈએ કે ચોમાસામાં જે વાતાવરણ છે એમાં ભેજ વધારે હોય નમી વધારે હોય કે જેથી મસાલા છે આપણા ઘરમાં રહેલા શાકભાજી છે ખાવાનું બનાવવાની જે બધી વસ્તુઓ છે મસાલા છે શાક લેવા પડતા હોય તો આવા જે શાક છે એને આપણે કેટલાય દિવસો સુધી સાચવી નથી શક્યા સાચવી નથી શકતા તો એવા શાકભાજીને આપણે ડ્રાય કરીને સ રાખી શકીએ સૂકી જગ્યાઓમાં રાખી શકીએ રસોડામાં નમી રહેવાથી મસાલા બગડી જાય જગ્યા પર એવી જગ્યા પર મૂકવા કે જ્યાંથી કોઈક બહારનો પવન છે બહારનો જે વરસાદ છે ને પાણી છે એ ન લાગી શકે સ્ટોર રૂમ કે બીજી કોઈ જગ્યા છેકે જ્યાં એકદમ હવાનું વાતાવરણ નથી જ્યાં હવા એન્ટર નથી શઈ નથી થઈ શકતી તો ત્યાં આપણે આવા મસાલા છે આપણા જે શાકભાજી છે અનાજ કરિયાણું છે આવી બધી વસ્તુઓને આપણે સ્ટોર કરી શકીએ છીએ મસાલાની જે નાની નાની જે વસ્તુઓ છે કે જેને આપણે કોઈક મોટા વાસણમાં મોટા પાત્રમાં અથવા તો હવાચુસ્ત ઢાંકણની અંદર બંધ કરીને એક જગ્યા પર મૂકી શકીએ અને આપણને જરૂર હોય એટલી જ વસ્તુ આપણે બહાર વાત રસોડામાં લાવતા હોય વધારે પડતી વસ્તુઓ એકસાથે આપણે રાખીએ અને જ્યારે એ વસ્તુને વધારે પ્ર વધારે પ્રમાણમાં હવા લાગે તો એ બગડી શકતા હોય કેટલી બધી વસ્તુ એવી છે કે જે નાની નાની ડબ્બીઓમાં આપણે સ્ટોર કરીએ છીએ ફ્રીઝમાં મુકીએ છીએ શાકભાજી છે જેને આપણે કાપીને સુધારીને ફ્રીઝમાં મૂકીએ છે કેટલીક વાર એવું બનતું હોય કે આપણે જે બજારમાંથી શાકભાજી લાવીએ એને ડાયરેક ફ્રીઝમાં મૂકી દેતા હોય પણ એને આપણે એવી રીતે નહીં પણ એને ધોઈને એને કાપીને વ્યવસ્થિત સુધારીને ડબ્બામાં એરટાઈટ ડબ્બામાં મૂકીએ તો એને આપણે લાંબા સમય સુધી વાપરી શકીએ છીએ બીજી વસ્તુ એવી કે જેને આપણે લાંબા સમય સુધી જેમ કે લસણ છે આદુ છે આ બધી વસ્તુઓ સાફ કરીને એની પેસ્ટ બનાવીને પણ આપળે ફ્રીઝમાં મૂકી રાખીએને તો લાંબા સમય સુધી એને આપણે સાચવી શકીએ છે બીજું આપણે જોઈએ તો લીંબુ તો લીંબુ આપણે થોળા દિવસ સુધી એમ જ કાપ્યા વગર રાખીશું તો એની જે ઉપરની છાલ છે એ બગડી જતી હોય તો કેટલીક વાર આપણે એને બગડી ગએલા સમજતા હોય પણ આપળે એવું ન કરીએ અને જે લીંબુ હોયને તાજા જ્યારે આપણે લાવીએ તો ધોઈને એનો જે રસ છે એને કાઢીને આપણે એક બોટલમાં સ્ટોર કરીને ફ્રીઝમાં રાખી શકીએ કે જેથી આપણે એનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકીએ ઘણી બધી વસ્તુઓ એવી છે જે જેમ કે આપણે કોઈક તળેલી વસ્તુ હોય કે જેને આપણે લાંબા સમય સુધી સ્ટોર કરવી હોય તો એને એક ડબ્બામાં ભરીએ અને એની ઉપર પ્લાસ્ટિકનું અથવા તો જે પેપર હોય એને ઢાંકીને પછી ઉપર ઢક્કણ બંદ કરીએ તો એ હવાતી નથી ઘણા બધા મસાલા એવા છે ઘણા બધા શાકભાજી છે કે જેને આપણે સારી રીતે સાચવીને રાખી શકીએ છીએ આપણે જોઈએ તો એમ જે આપણા શાકભાજી છે શાકભાજીને સુધારીને વાપરી શકીએ જે આપણા અનાજ છે ચોખા છે દાળ છે આ બધી વસ્તુઓ છે એને આપણે એરટાઈટ કન્ટેનર જે ડબ્બો હોય એની રાખીએ કે જ્યાં પાણી જલ્દીથી ન આવી શકે અને આપણે એવી જગ્યા પર મૂકીએ કે જ્યાં વરસાદ ન લાગી શકે અને એવી જમીન પર મૂકો કે જે જગ્યા પર જે પાણી છે એ જલદીથી ન લાગી શકે વરસાદના સમયે પાણી વધારે જામી જાય છે આપણે જોતા હોય તો આપણે ઘરમાં જે જગ્યા હોય એ એકદમ આપણને ભીની ભીની લાગતી હોય આપણો જે બગીચો હોય એમાં પાણી નિકાસ હોવી જોઈએ જ્યારે આપણે બગીચામાં કોઈક પાણી છોડ છોડને આપતા હોય તો ત્યારે એ જગ્યા પર પાણી વધારે સમયમાં ભરાઈ રહેતું હોય તો જે આપણે કંઈક વાવેલું હોય તે એને નુકસાન થાય અને પાણીના વધારે ભરાવાના કારણે પણ આપણે જોતા હોય તેમ કે એ વસ્તુ જલ્દીથી બગડી જાય તો આપણે ચોમાસાના સમએ આ બધી વસ્તુનું ઘણું બધું ધ્યાન રાખવું પડે છે એ સમયે આપણે ખાંડ છે તો ખાંડનો ઉપયોગ કરતા તે સમયે આપણે સાચવવું પડે કે પ્લાસ્ટિક હોય એની અંદર આપળે સાચવીને મૂકીએ જેટલી જરૂર છે એ પ્રમાણે રાખીએ પછી કેટલીક વાર આપણે કીટકોથી પણ નુકશાન ન થાય એનું ધ્યાન રાખવું પડે તો એના માટે આપણે એ ખાંડની અંદર લવિંગ મૂકીએ છે અલગ અલગ પ્રમાણે આપળે બધી વસ્તુઓ સાચવતા હોય છે પછી કઠોળ ન બગડે એ માટે આપણે એની સાથે મીઠું આજુબાજુમાં મીઠું રાખીએ છીએ એમ કડવો લીંબડો છે એ રાખીએ છીએ આપણા અનાજની અંદર આપણે કેટલીક વસ્તુઓ મિક્સ કરી છીએ કે જેથી કરીને એ જલ્દીથી બગડી ન શકે અને આપણે એને લાંબો સમય સુધી સ્ટોર કરી શકીએ એને વાપરી શકીએ બોરી પાવડર છે જે આપણે અનાજને વાપરવા માટે પાઉડર છે જેને આપણે લાંબા સમય સુધી સાચવવા માટે વાપરી શકીએ આ પાવડરથી એ વસ્તુ જલ્દીથી બગડી નથી શકતી એની અંદર કોઈ પ્રકારના કીટકો નથી આવી શકતા આવી ઘણી બધી વસ્તુઓ છે કે જેને આપણે આપણા પ્રયત્નોનુસાર આપણા ઘરે જે ઘરેલું નુસખા છે એના દ્વારા આપણે એને સાચવી શકીએ છીએ આપણા ઘરમાં ઘરમાં રહેલા અનાજ છે કઠોળ છે શાકભાજી છે મસાલા છે ઘણી બધી વસ્તુઓ કે જેને આપણે સાચવી શકીએ એમ જ્યારે આપણે રસોડામાં સફાઈ કરતા હોય તો એ સમયે આપણે ફિનાઇલનો ઉપયોગ કરવો અને એ સમયે ફિનાઇલનો ઉપયોગ કે જેથી જે કીટાણુઓ છે એ માખી છે મચ્છર છે એનો ઉપદ્રવ આપણે ત્યાં ના થાય આપણા રસોડામાં સારી એવી સ્વચ્છતા રહે સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે આવી બધી બાબતો આપણે ધ્યાનમાં લેતા હોય છે ઘણી વાર એવું બને કે આપણે કોઈક વસ્તુ ખુલ્લી મૂકી દીધી હોય તો એ જગ્યા પર માખી આવી જાય આવું બધું થાય છે તો એ સમયે આપણે ધ્યાન રાખવું કે કોઈક વસ્તુ ખુલ્લી ન રહી જાય અથવા તો એ જગ્યા પર ને કોઈક જગ્યા પર આપણે જોઈએ તો કોઈક મીઠું મીઠી વસ્તુ ઢોળાઈ હોય તો એ જગ્યા પર જલ્દીથી કીડી છે મકોડા છે એવી બધી વસ્તુ આવી જતી હોય તો આપણે સ્વચ્છના સ્વચ્છતાનું પણ ઘણું ધ્યાન રાખવું પડશે અને વરસાદ સમયે ખાસ કરીને આપણી જે વસ્તુઓ છે એ પલળી ન જાય બગડી ના જાય એના પર ફૂગ ન આવી જાય ઘણી બધી સાચવણી આપણે રાખવી પડશે